હાલો હા કોણ ગેસવાળો ભાઈ બોલે હા અરે હું અહીંયા વરાછામાંથી બોલું સંજય કલસરિયા હા એ તમારો આ અમે ભારત કંપનીનો ગેસ વાપરીએ ને તો મને ઘરેથી એમ કહે કે ભાઈ હવે આપણે તો ફેરવવાનું છે બારડોલી બાજુ જઈએ ત્યાં ગેસના બાટલાય થોડા હારે લેતા જવાય જેનો હોય એનો સોંપી દો ને તો હું કહું હા એવડાને ફોન કરું હવે કે આવડા ગેસના બાટલા હોય ને તે આ કનિકસન અમારું રદ કરાવી નાખો અને હવે લેવાનો હશે તો અમે પાછો તમને ફોન કરીશું અમારે શું છે કે બારડોલી રહેવા જવું હોય એટલે અમારે પોહણ થાય નહીં અને આ ગેસના બાટલાનો હા તો તમે છે ને અમારા બુકિંગ નંબર લખી લો હા નવાણું હા નવાણું ડબલ જીરો હા હા હા બે સાતડા સિત્યોતેર હા સિત્યોતેર આઠ નવ હા આ બુકિંગ નબંર છે બરાબર ને અમારું છે ને બુકિંગ રદ કરી દેજો અમારે પછી શું છે કે બારડોલી રહેવા જવાનું અહીંયા બાટલો આવે તો અમને કોણ આપે પછી ને અમારે ખોટા પૈસા ભરવા પડે ને તમારા ફોન આવે એટલે તમે રદ કરી દેજો ને અમને છે ને આમાં મેસેજ કે ફોન કરી દેજો રદ કરો એટલે ઓકે હં હં હા તે સારું ને બારડોલી જો અમારે લેવાનો હશે ને તો તમારી કંપનીનો જ લઇશું ગેસ હા હા હા તે